અમારી સંસ્કૃતિમાં ગુજરાતમાં સૌથી વધારે ગરબા છે જે નવરાત્રી પર નવ દિવસ માટે આયોજન થાય છે જે અમારી સંસ્કૃતિ છે ગરબા જેમાં ઘણી બધી છે ઘણી બધી કલાઓ છે જે કપડાં છે પેલી ચોલી જેવું પહેરે પછી બાળકો પેલા છોકરા આમ મણિયાર હોય તો મણિયારો ડ્રેસ પહેરે છે કલામાં જે વધારે ગરબા રમે છે એ દાંડિયા રાસ હોય છે બે તાળી ત્રણ તાળી એવી રીતે એની કલાઓ છે